ગામડાની વાત કરવામાં આવે જ્યારે ત્યારે હું એવું માનું છું કે દરેકને પોતાનું ગામ ખૂબ જ ગમતું હશે એ રીતે મને પણ મારું ગામ ગમે છે મારાં ગામની જ્યારે હું વાત કરું ત્યારે મારું ગામ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું છે મારા ગામનું નામ ભુણાવ છે મને મારું ગામ એટલા માટે ગમે છે કારણ કે ત્યાં એક પ્રકારની શાંતિ હોય છે અને એવી શાંતિ જે મનને એક આનંદ આપે જ્યાં એવું લાગે કે વાહનોની ઘોંઘાટ નથી જ્યાં લોકોની જ્યાં લોકોની વધારે અવરજવર નથી ત્યાં વાતાવરણ પણ શાંતિમય છે ત્યાંના લોકોને જ્યારે હું જોઉં તો એ આજે પણ શહેરની હવાથી ઘણા દૂરની હવા લઈને જીવતા હોય એવું લાગે એ લોકો આજે પગપાળા જ ખેતરમાં જાય છે ક્યાં તો સાયકલનો ઉપયોગ કરે છે બને એટલા સાધનોનો ઉપયોગ ઓછો કરે છે હા જેમ જેમ સમય વીતતો જાય છે એમ ત્યાં પણ સાધનો આવવા લાગ્યા છે ટ્રેક્ટર છે એક્ટિવા છે એ બધાનો ઉપયોગ એ પણ કરે છે પરંતુ બને ત્યાં સુધી એ પોતે જાતે ચાલીને જવાનું પસંદ કરે છે એ ઉપરાંત ગામડાનાં લોકોનાં મન જોઈએ તો એ ખૂબ ભોળાં હોય છે એમનામાં શહેરનાં લોકોની જેવી ચતુરાઈ નથી હોતી એટલે ત્યાંના લોકો સાથે બેસીને વાતચીત કરવાનું મને ગમે છે જ્યારે અમે ઉનાળા દિવાળીની વેકેશનમાં ગામ જઈએ ત્યારે ઘણાં બધા લોકો ગામ આવેલા હોય છે જે શહેરમાં રહેતાં હોય છે અને પોતાના પરિવારની સાથે મળીને ત્યાં તહેવારની ઉજવણી કરતા હોય છે એ ઉપરાંત જો હું મારાં ગામ વિશે વધારે કંઈ જણાવવા માગું તો મારા ગામમાં બધી જ સુવિધા છે બાળકોને ભણવા માટે એક થી બાર ધોરણની સ્કૂલ છે જેથી કરીને બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહી જાય એ ઉપરાંત ઘણા બધા નવાં એવા સાધનોનો વિકાસ અમારાં ગામમાં કરવામાં આવ્યો છે કે જેની ઉપયોગ કરીને ખેડૂતોને ટેકનિકલી પ્રોબ્લેમમાં મદદ મળી રહેતી હોય ખેડૂતો નવાં નવાં સાધનનો ઉપયોગ કરતા થયા છે એ પછી જો ખેતીની વાત કરવામાં આવે તો અમારા ગામમાં ઘઉં બાજરી જુવાર કપાસ વરિયાળી તલ મગફળી જેવા પાક લેવામાં આવે છે ત્યાં અત્યારે પણ લોકો સાદું ભોજન જમતા જોવા મળે છે શહેરના ચટાકાવાળી વસ્તુઓ ત્યાં ઓછી જોવા મળે છે ત્યાં બાજરીના રોટલાનું પ્રમાણ વધારે છે કારણ કે મહેસાણામાં બાજરી વિપુલ પ્રમાણમાં ઉગીને મળી રહે છે તે ઉપરાંત જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણાની અંદર મહેસાણી બોલી બોલવામાં આવે છે મને મારા ગામમાં જે આ બોલી બોલાય છે એનાથી વધારે પ્રેમ છે મને બોલી બોલવી ગમે છે તે સિવાય અમારા ગામની વાત કરે તો રસ્તાઓ પાકા છે ત્યાં માણસોને અવરજવર માટે એટલી તકલીફ નથી પડતી પછી ગામડાનાં લોકો એકબીજા સાથે વાતચીત કરીને એકબીજા સાથે જોડાયેલા રહે છે ખેતીમાં વધારે જોડાયેલા જોવા મળે છે રાત્રિના સમયે જ્યારે વચ્ચેનો જે સમય હોય જ્યારે પાક લેવામાં ન આવતો હોય એ સમયે ભવાઈ જેવી ઉજવણી પણ અમારા ગામમાં કરવામાં આવે છે પાટણમાં જે ભવાઈની આપણે શરૂઆત થયેલી જોઈએ છીએ ત્યાંથી લોકો ભવાઈ માટે ભવાઈ ભજવવા માટે અમારા ગામમાં ઘણી બધી વાર આવ્યા છે આ કારણોસર પણ મને મારું ગામ ગમે છે અને એ પછી જ્યારે હું મારું ગામ ગમવાનું એક છેલ્લું કારણ દર્શાવું તો મારાં ગામડામાં જે શાંતિ છે એ શાંતિ અમને શહેરમાં મળતી નથી એટલા માટે મને મારું ગામડું ખૂબ ગમે છે